આધુનિક જગતમાં ગુજરાતી ભાષા અનેક પડકારોનો સામનો કરી રહી છે જેમાંથી કેટલાક મહત્વના પડકારો અંગ્રેજીનું વધતું પ્રભાવ વૈશ્વિકકરણ અને પ્રતાપનિકનો પ્રભાવી ઉપયોગને કારણે અંગ્રેજીનો વ્યાપક પ્રભાવ વધ્યો છે શિક્ષણ કારકિર્દી અને વ્યવસાયના અંગ્રેજી પ્રધાન બની રહી છે જેનાથી યુવાનો તેમજ કાર્યક્ષેત્ર ગુજરાતી ભાષાનો ઉપયોગ ઓછો કરી રહ્યાં છે ડિજિટલ પ્લેટફોર્મ સોશિયલ મીડિયા અને ઓનલાઇન સામગ્રીઓમાં ગુજરાતી ભાષાની ઉપલબ્ધતા પ્રમાણમાં ઓછી છે ઘણી સાઈટમાં એપ્લિકેશન ગુજરાતી ભાષાનો સમર્થન જ નથી આપતી જે ભાષા ઉપયોગ અને વ્યાપ ઘટાડો કરે છે ઘટાડો કરે છે નગરો મેટ્રો શહેરોમાં અંગ્રેજી અને હિન્દી ભાષાનો પ્રભાવ કારણે ઘણીવાર તો યુવાનો અને બાળકો પણ ઘર સુધી એ ગુજરાતી ભાષાની માત્રા સુધી મર્યાદિત થઈ જાય છે શાળાઓમાં પણ પ્રથમ માધ્યમ અંગ્રેજી ભાષા હોય છે અને તેથી ગુજરાતી ભાષાનો પ્રયોગ થઈ રહ્યો ઓછો થઈ રહ્યો છે ઓછો થઈ રહ્યો છે નવી પેઢીના તો યુવાનો ગુજરાતી ભાષાનો આકર્ષક અથવા આધુનિક ન લાગતી હોવાથી તે અભ્યાસ વાચન અને વાતચીત માટે અન્ય ભાષાઓ તરફ વળતાં હોય છે વળતાં હોય છે આ આ ભાગ્યે જ ભાષાની લોકપ્રિયતા અને ચિંતાનો વિષય છે ગુજરાતી ભાષા પુસ્તકો સામયિકોને અને સામાન્ય વાંચનને સાચે જ સંસ્કૃતિ ઘટી રહી છે વધુમાં શિક્ષણ પીરસતા અને ગુજરાતી ભાષાનું માર્ગદર્શન માટે સીમિત સ્ત્રોતો અને ધ્યાન અપાતું હોવાથી તેની પ્રગતિ અમારી આવે છે અંગ્રેજી ભાષાનું માધ્યમ શિક્ષણમાં વધુ મહત્વ મળે છે જેના કારણે ગુજરાતી ભાષાનો પ્રાથમિક સ્તરે જ્ઞાન ઓછું થઈ રહ્યું છે માતૃભાષા તરીકે ગુજરાતી ન થાય તો તે ભવિષ્યમાં થોડી પેઢીઓને સુધી સીમિત રહી શકે છે તે વૈશ્વિક વ્યાપાર અને વ્યવસાયિક ક્ષેત્રોમાં અંગ્રેજી ભાષાનો વધતો ઉપયોગ અને ગુજરાતી ધટોડો ઘટાડો એક મોટો પડકાર છે મનોરંજન ફિલ્મો અને વેબ સીરીઝ અને ટેલિવિઝનનો મોટાભાગે સામગ્રી હિન્દી અને અંગ્રેજી ભાષા ઉપલબ્ધ છે જેના કારણે ગુજરાતી મીડિયાનો સંસાધનો પાછળ રહ્યાં છે અંગ્રેજી ભાષાના વધતા પ્રભાવને કારણે મીડિયા ટેકનોલોજી વ્યવસાય ક્ષેત્રમાં ગુજરાતી ભાષામાં વ્યવસાયિક વપરાશ ઘટી રહ્યો છે થોડા ઉકેલો તેના ગુજરાતી ભાષાના ડિજિટાઇઝેશન પોષણ આપવું શિક્ષણમાં ગુજરાતી ભાષાનો ઉપયોગને વધારવો યુવાનોને આકર્ષણ માટે એ સારા અને આધુનિક ગુજરાતી સાહિત્યનો વિકાસ કરવો મૌલિક ભારતીય સંસ્કૃતિ અને ભાષાના મૂલ્યોને અને પ્રોત્સાહનિક કરવા માટે ગુજરાતી ભાષાના કાર્યક્રમો અને મીડિયાના સોફ્ટવેરને વિકસિત કરવા આમ આ પ્રકારની પહોંચી વળવા માટે ગુજરાતી ભાષા પ્રચાર અને જાળવણી માટે ટેક્નોલોજી અને શૈક્ષણિક સુધારાઓ અને મનોરંજન ક્ષેત્રે વધુ કાર્ય જરૂર છે